મારા ઘરમાં ઘણાં બધાં વાસણ છે જેમકે કુકર કૂકરમાં અમે શાક પણ બનાવીએ છીએ એમાં દાળ પણ બનાવીએ છીએ તપેલી તપેલીમાં પણ અમે શાક પણ બનાવીએ છીએ અને એની અંદર ચા પણ બનાવીએ છીએ ગરણી છે જે ચા ગાળવામાં કામ આવે છે ચા ગરણીથી ગાળીને અમે કીટલીમાં કાઢીએ છે કે ચા પીવા માટે અમે રકાબીનો ઉપયોગ કરે છે અમારા ઘરમાં ઘણી બધી રકાબીઓ છે જેમકે ચમચા પણ છે જે દાળના ચમચા અલગથી શાકના ચમચા અલગથી છે પછી શીરો બનાવવા કઢાઈઓ પણ છે શીરા માટે બનાવવા માટે કઢાઇ આમ મૂકીએ એ અને શીરો હલાવવા માટે ચમચો આવે એ પણ છે એને અમે ખુરપીયો કહીએ છીએ પછી ભજીયા બનાવવા પણ કઢાઇયું છે એ કઢાયા ભજીયા તળવા માટે ઝારા ઝારો છે કાણાંવાળો એ પણ અમારે ત્યાં બે છે પછી એવા બધા ઘણાં બધાં વાસણો છે જેમકે એ કામમાં આવી શકે કંઇક કામ હોય તો ગ્લાસ પણ બહુ બધા છે અમારે ત્યાં અને અમારા ઘરમાં રસોડા માટે ઘણા બધાં વાસણો છે તપેલીઓ બે છે કુકર બે છે ચમચા ગરણી રોટલી બનાવવા માટે વેલણ પાટલી પછી કથરોટ છે થાળ છે એવી બધી ઘણી બધી વસ્તુઓ છે જે અમે રસોડામાં ઉપયોગમાં લઇએ છીએ ખાયણી છે જે જે અમે લસણને એવું વાટીને વાટીએ છીએ એની અંદર અને એ શાકમાં કે દાળમાં નાખીએ છીએ